ગુજરાતમાં કલા અને હસ્તકલાની વાત કરીએ તો ગુજરાતની કલા દેશ વિદેશમાં વખણાય છે કચ્છનું કચ્છી વર્ક કહી દો જામનગરનું બાંધણી કહી દો અથવા તો પાટણનો પટોળું કહી દો આ બધી જ કલા જે ગુજરાતમાં છે તો એ દેશ વિદેશમાં વખણાય છે અને લોકો આ કલાનો ઉપયોગ કરીને ઘણા બધા ગારમેન્ટ્સ બનાવતા હોય છે ઘણી બધી ડિઝાઇન ક્રિએટ કરતા હોય છે અને તેથી જ જે ગુજરાતના લોકો છે એ લોકોને રોજગાર મળતો હોય છે લોકો બહારથી આકર્ષાઈને અહીં આવતા હોય છે ગુજરાતમાં આ કલાને જોવા આ નિહાળવા માટે અને આ જે વસ્તુઓ છે જે બાંધણી છે પટોળું છે એ બધી વસ્તુઓને લેવા માટે એ લોકો ખરીદવા માટે આવતા હોય છે સાથે સાથે વાત કરીએ તો ગુજરાત સરકાર પણ આવી કલાઓને કલાઓ માટે એક્ઝિબિશન એટલે કે એક્ઝિબિશન રાખતા હોય છે અને એ હસ્તકલા એક્ઝિબિશન રાખવાથી ઘણા બહારના લોકો આ પ્રદર્શનને જોવા માટે આવતા હોય છે નિહાળવા માટે આવતા હોય છે અને તેથી જ તે લોકો ત્યાંથી આ બધી વસ્તુઓ ખરીદી કરી અને જે એમાંથી રોજગારી મળતી હોય છે અને ગુજરાત સરકારને એમાંથી ઘણો બધો લાભ મળતો હોય છે તો એવી રીતના આ ગુજરાતની કલા જે સરકાર છે રાજ્યની સરકાર છે એ લોકોને આમદની અને એવી રીતના જ ફાળો આપે છે